નવસો નવ્વાણું પાંચ હજાર ચારસો ત્રીસ છ લાખ ચોપ્પન હજાર ત્રણસો એંસી પંદર હજાર બસો બાવન એક લાખ બે હજાર ચોત્રીસ